નિવૃત અને વૃદ્ધ લોકો માટે આપણે મોટે ભાગે જોઈએ તો આ લોકો આઉટ ડોર્સ ગેમ્સ અને

ઈન્ટરનેટની વાત કરીએ તો ઈન્ટરનેટ એ લોકોને ઘરે બેઠા જ બધી જ ઇન્ફોર્મેશન આપી દે છે ઈન્ટરનેટના અલગ અલગ આપણે ફાયદા ગણાવીએ તો ઈન્ટરનેટ થ્રુ તમે અલગ અલગ માહિતી મેળવી શકો છો એટલે વૃદ્ધ લોકોને માહિતીથી અપડેટ રહેવા માટે આવી ઇન્ટરનેટ ફેસેલીટી ખૂબ ઉપયોગ થાય છે અને આવી અલગ અલગ ઈન્ટરનેટ થ્રુ જે સર્વિસ મળે છે તેનાથી એ લોકો તેનું નોલેજ અને એક્સપિરિયન્સ શેર કરી શકે છે આ લોકોને છાપામાં જો આંખની સમસ્યા હોય તો તે લોકો બરાબર છાપું વાંચી શકતા નથી પણ ઈન્ટરનેટમાં અલગ અલગ સર્વિસીસ હોય છે જેમાં તમે ઓડિયો અને વિડીયો થ્રુ અલગ અલગ માહિતી સાંભળી કે જોઈ શકો છો ટીવીની વાત કરું તો ટીવી ઉપર ઘણી બધી અલગ અલગ ટીવી શોસ જોવા મળે છે આ સિવાય ન્યૂઝ ચેનલ્સ હોય છે સ્પોટ્સ ચેનલ હોય છે ન્યૂઝ ચેનલની વાત કરીએ તો ન્યૂઝ ચેનલમાં અલગ અલગ આજતક છે ઝી છે જેવી અલગ અલગ ન્યૂઝ ચેનલ થ્રુ તે લોકો અલગ અલગ માહિતી મેળવી શકે છે ન્યૂઝ ચેનલથી તે લોકો માહિતી વિશે અપડેટેડ રહે છે બીજી આ સિવાય અલગ અલગ વાત કરીએ તો સ્પોટ સ્પોટ ઉપર તે લોકો ક્રિકેટની અલગ અલગ માહિતી મેળવી શકે છે તાજેતરમાં જે વલ્ડ કપ થયો તો તેમાં બધા લોકો એક સાથે ત્યાં જઈ નથી શકતા આ માટે તેઓ લોકો ટીવી ઉપર આધાર રાખે છે ટીવી સિવાય ઈન્ટરનેટ પણ એક માધ્યમ હોઈ શકે છે જેના થ્રુ તમે ક્રિકેટ કે અલગ અલગ સ્પોટસ જોઈ શકો છો વર્લ્ડ કપની વાત કરીએ તો કેટલાય લોકોએ ટીવી અને ઈન્ટરનેટ થ્રુ આ મેચ લાઈવ નિહાળ્યો હતો તો વૃદ્ધ લોકો સિવાય જે યુવાનો છે તેના માટે પણ આ એક સારી બાબત કહી શકાય છે એ સિવાય આપણે બીજી વાત કરીએ તો એ છે પેરિસ ઓલમ્પિક પેરિસ ઓલમ્પિક પણ ટીવી અને ઈન્ટરનેટ પર લાઈવ હતો અને વૃદ્ધો જે લોકો બહાર નીકળી શકતા નથી તે લોકો તેના મોબાઈલ કે ટીવી થ્રુ આવી અલગ અલગ માહિતી મેળવી શકે છે અને ઘરે બેઠા જ કોઈપણ સાધન સામગ્રીની જરૂર વગર તે લોકો આસાનીથી આ માહિતી મેળવી શકે છે ટીવી અને ઈન્ટરનેટ એ વૃદ્ધ લોકો માટે એક આશીર્વાદ રૂપ ગણાવી શકાય છે અને ઈન્ટરનેટ પર તે માહિતી સર્ચ કરી શકે છે અને માહિતી વિશે જાણકારી બને છે આથી તે લોકો તેના સંતાનોને પણ જણાવી શકે છે કે તેમને કોઈ અલગ અલગ ઇન્ફોર્મેશન મળી હોય તો અને વૃદ્ધો એકાબીજાને પણ જણાવી શકે છે કે તેમણે લોકોએ કંઈક નવું શીખ્યું છે આથી એ લોકો આજના યુવાનો સાથે ખંભેથી ખંભો મેળવી શકે છે અને અલગ અલગ માહિતીથી એ લોકોને એ ખબર પડે છે કે તેઓ લોકો માહિતીથી અપડેટેડ છે અને અલગ અલગ માહિતી એ લોકોને મળતી રહે છે ઘરે બેઠા જ તે ઓનાલીન થ્રુ અલગ અલગ આ વસ્તુઓ વિશે શીખી શકીએ છીએ કોઈપણ વૃદ્ધ હોય છે તે ઈન્ટરનેટ થ્રુ અલગ અલગ તે લોકોને કંઈપણ સ્કિલ મેળવવી હોય તો તે ઈન્ટરનેટ પર જાણી શકીએ છીએ અત્યારે વૃદ્ધ મહિલાઓ છે જેમ કે રાજકોટમાં આપણે વાત કરીએ તો એ લીજ્જત પાપડ છે તો તે મહિલાએ પણ મોટી ઉંમર એટલે કે સાહીઠ સિત્તેર વર્ષની ઉંમરે પણ આ બીજનેસ સ્ટાર્ટ કરેલો એ ટીવી અને ઈન્ટરનેટનું આપણે એક સારું ઉદાહરણ ગણાવી શકીએ છીએ ઈન્ટરનેટ પર માહિતી મેળવી અને તે લોકો અલગ અલગ ઉદ્યોગ વિસે જાણકારી મેળવે છે અને એ લોકોને ખૂબ ફાયદારૂપ બને છે તો ચાલો આપણે ઈન્ટરનેટના ઘણાય બીજા આવા અલગ અલગ સાધનો જોયા અને આનાથી તેઓ લોકો હંમેશા અપડેટેડ રહે છે તો વૃદ્ધો માટે એક આશીર્વાદ રૂપ બની રહે છે